ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં મુખ્ય સાંસ્કૃતિક તફાવતો છે જેમ કે ભાષા ઉત્તર ભારતમાં ભાષાનું હિન્દી ભાષા ભોજપુરી પંજાબી રાજસ્થાની બોલાય છે દક્ષિણ ભારતમાં તમિલ તેલુગુ માલયાલમ કન્નડ એવી ભાષા બોલાય છે ખોરાક બીજું ખોરાકમાં ઉત્તર ભારતમાં ઘઉંનો વપરાશ વધારે થાય છે જેમ કે રોટલી પરોઠા નાન વગેરે અને દક્ષિણ ભારતમાં ચોખા મુખ્યત્વે ખાદ્ય પદાર્થ છે જેમ કે ઈડલી ઢોંસા સંભાર વગેરે કપડાં ઉત્તર ભારતમાં પુરુષો કપડામાં પાયજામા અને કુર્તા પહેરે છે મહિલાઓ સાડીકલ સલવાર કમિસ પહેરે છે દક્ષિણ ભારતમાં પુરુષો ધોતી અને મહિલાઓ સાડી પહેરે છે જે ઢીલી શૈલીમાં પહેરવામાં આવે છે આબોહવામાં ઉત્તર ભારતમાં હિમાલય પાસેથી શિયાળામાં ઠંડી અને ગરમીમાં કઠોર ઉષ્ણતાનો અનુભવ થાય છે દક્ષિણમાં વધતા જેટલી ગરમ આબોહવા છે અને દર વ વરસાદ દર વર્ષે સારો રહે છે ઉત્તર ભારતમાં રાજકારણો વધુ મહત્વનો ભાગ ભજવે છે કારણકે આ વિસ્તારમાં વધુ રાજ્ય અને લોકસભા સીટ છે દક્ષિણ ભારતમાં રાજ્ય રાજ્યીક પ્રાદેશિકતા મજબૂત છે દરેક રાજ્યમાં અલગ અલગ રાજકીય પક્ષો છે ઉત્તર ભારતમાં અક્ષર જ્ઞાન દરેક કેટલાક વિસ્તારોમાં કમ છે દક્ષિણ ભારતના રાજ્યોમાં સામાન્ય રીતે અક્ષર જ્ઞાન દર વધારે છે ખાસ કરીને કેરળમાં ભૂગોળ ઉત્તર ભારતમાં હિમાલયથી લઈને ગંગા મેદાનો અને થાર રણ આવે છે દક્ષિણ ભારતમાં પર્વતમાળાઓ નદી કિનારા અને વધુ આદૃતેય ક્ષેત્રો જોવા મળે છે તક ઉતર ભારતમાં ગ્રામીણ વિસ્તારો હજુ પણ તકના અભાવનો સામનો કરે છે દક્ષિણ ભારતમાં ખાસ કરીને બેંગ્લોર ચેન્નઈ જેવા શહેરોમાં ટેક્નોલોજી અને શિક્ષણમાં વધુ તક